ભારતમાં બહુ બધી ભાષા બોલાય છે જેમ કે ગુજરાતી મરાઠી તમિલ મલયાલમ આસામી ગુજરાતમાં આપણે જનરલી ગુજરાતી ભાષા બોલાય છે જે મધુર સરળ અને બહુ જ જૂની ભાષા છે આપણે માતૃ ભાષા તરીકે ગુજરાતી છે ને આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે જેમ કે ઘણા પ્રદેશમાં આપણે બારે જઈએ ત્યારે હિન્દી ભાષા બોલતા હોય છે દક્ષિણ ભારતમાં આપણે તમિલ મદ્રાસી જે ભાષા તરીકે ઓળખાય છે તે ભાષા બોલીએ છીએ રાજસ્થાનમાં રાજસ્થાની ભાષા બોલાય છે કચ્છમાં કચ્છી ભાષા બોલાય છે આવી રીતે જુદી જુદી અને પ્રદેશો વાઇઝ અલગ અલગ ભાષા છે જેમ જેમને પ્રદેશ વાઇઝ જુદી જુદી પાડે છે